મેં એક વખત સ્પીડ રનિંગમાં ભાગ લીધો હતો અને ત્યારે એ મારું સૌથી ફર્સ્ટ ટાઈમ મેં એવું કંઈ ઈવેન્ટમાં મેં ભાગ લીધો હતો ત્યારે મને શરૂઆતમાં તો બહુ ઉત્સાહ હતો કે હું કાલે જઈશ સ્પીડ રનિંગમાં મારાથી થાય એટલું જલ્દી હું ભાગીશ અને મારો ફર્સ્ટ નંબર આવશે એવું મેં વિચારીને મેં ભાગ લીધો હતો ને એક દિવસ પહેલાં મેં એટલો ઉત્સાહ હતો પછી જ્યારે એસ ઈવેન્ટ માટે હું બીજા દિવસે જ્યારે ત્યાં ગયો હતો ત્યારે મેં મારો નંબર આવ્યો તો મેં પોતે જ્યારે મેં સ્પીડ રનિંગમાં મેં મેં ભાગ લીધો અને ત્યારે મેં ભાગ્યો ત્યારે એના પછી ખબર પડી કે એ મારા કરતાં પણ કેટલા ફાસ્ટ ભાગવાવાળા ત્યાં લોકો હતા અને એ લોકો વચ્ચે હું જે સ્પીડમાં ભાગતો હતો એ સ્પીડ કંઈ જ નહીં હતી એટલે મારે મારી સ્પીડ વધારવાની જરૂર છે અને ત્યારે પણ મારી એટલી બધી સ્પીડ નહોતી તો પણ હું ફર્સ્ટ ટાઈમ મેં કર્યું હતું એટલે મને ભાગતાં ભાગતાં એટલો થાક લાગ્યો હતો કે બીજા દિવસે હું મારું કોઈપણ કામ કરી નહોતો શક્યો અને એમાં ચાર રાઉન્ડનો હતો એટલે એના લીધે હું બહુ વધારે પડતો થાકી ગયો હતો